હલો હં હા અમૂલ ડેરીમાંથી બોલું છું

હા હા મળી જશે ને તમારે કેટલું જોઈએ છે અને કેવી ક્વોન્ટિટીમાં જોઈએ છે કેવું જોઈએ છે હં હં તો મળી જશે હા હા ચોક્કસ વાંધો નહીં તમારાં માણસને મોકલો હું તમને અહીંયાથી મોકલી આપું આપણે અમૂલની બધી વસ્તુ રાખીએ છીએ અને એક છે વસુંધરા એની બી વસ્તુ બધી રાખીએ છીએ બરાબર એટલે એવી રીતે બધી વસ્તુ છે દૂધ છાશ પનીર ને આઇસ્ક્રીમ ને એવું તમારે જે જોઈતું હોય તે મળી રહે એમ